અમારા સમાજના પ્રાદેશિક નેતા પંકજભાઈ દેસાઈ છે અને તેમની ભૂમિકા છે એતે અમારા મેમ્બર છે અને દંડક છે એમનું પદવી સ્થાન અને તે અમારા જીવનમાં ઘણી બધી રીતે એમણે ઉપયોગ કર્યો છે અરે એ કર્યો છે મદદરૂપ થઈ છે એ જેમકે રોડનું પ્રોબ્લેમ હોય તો સોલ કરે છે સ્ટ્રીટ લાઇટોનું પ્રોબ્લેમ સોલ કરે છે પછી કોઇ બી વસ્તુ હોય ધારોકે પાણી વરસાદનું કંઈક ભરાવો થયો હોય તો એને બધો નિકાલની બધું પ્રોબ્લેમ સોલ કરે છે